હા મેં સ્પર્ધામાં ઘણા ભાગ લીધા છે હું કોલેજ ટાઈમમાં ખૂબજ ભાગ લેતી હતી અને યુટ્યુબ પર મેં વિડીયો તો અપલોડ નથી કર્યા પરંતુ હું ખાસ કરીને સ્વીટ વાનગીઓ મીઠા મીઠી વાનગીઓ વધારે સારી રીતે બનાવી શકું છું તો મીઠી વાનગીઓ બનાવવાની સ્પર્ધામાં મેં ફસ્ટ રેન્ક મેળવ્યા છે મારા કોલેજ ટાઈમ દરમ્યાન